હાલના સમયમાં જોઇએ તો અમારી આસપાસના વિસ્તારોમાં ખૂબ જ પ્રમાણમાં હૉસ્પિટલો અને ક્લિનિકો તૈયાર અ રહેલાં જોવા મળે છે હૉસ્પિટલોની વાત કરીએ તો સરકારી હૉસ્પિટલોમાં હાલ સ્વચ્છતાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે અને પ્રાઇવેટ ક્લિનિકો તો પહેલેથી જ સ્વચ્છતાનું ધ્યાન રાખી રહ્યાં છે પહેલાંના સમયમાં કે અત્યારના સમયમાં પ્રાઇવેટ હૉસ્પિટલો હોય કે સરકારી હૉસ્પિટલો દર્દીઓની લાંબી લાઇનો તો હાલ પણ જોવા મળે છે સરકારી હૉસ્પિટલમાં સામાન્ય માણસને પરવડે તેવો દર જોવા મળે છે જ્યારે પ્લાય પ્રાઇવેટ ક્લિનિકોમાં સામાન્ય માણસ ને જતા પહેલાં વિચાર કરવો પડે તેવી તે પ્રમાણેના દર જોવા મળે છે સરકારી હૉસ્પિટલમાં અને પ્રાઇવેટ ક્લિનિકોમાં પણ સેવાઓનું સ્તર ખૂબ જ ઊંચુ થઇ ચૂક્યું છે આપણે જોઇએ તો આજની તારીખમાં આપણો દેશ ભારત પણ અન્ય દેશોના આરોગ્યની વ્યવસ્થા સાથે સરખામણી કરવા જઇ રહ્યો છે